અં સ ટીવી પર સબ ચેનલ કરીને આવે છે એ સબ ચેનલ ઉપર એક રાત્રે પ્રોગ્રામ આવે છે સાડા આઠ વાગ્યે જેને કહેવાય છે તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા એ શો જોવાનો એ કોમેડી સો શો છે એ એ શો જોવાનું મને બહુ જ પસંદ છે એમાં ઘણા બધા ગુજરાતી કેરેક્ટર્સ છે જેમ કે જેઠાલાલ ગડા અ દયા ટપુ બાપુજી બધા જેટલાં પણ કેરેક્ટર છે એ બધાની કોમેડી જે ટાઇમિંગ છે એ બધું જોવાનું ઘણું મજા આવે જે વખતે હું ઉદાઉસ ઉધા ઉદાસ હોઉં કે પછી અ ફ્રી હોઉં તો એ વખતે એનો સો જોઉ છું એ સો બહુ જ કોમેડી એટલે બહુ જ વધારે કોમેડી સો છે આ બીજો એક સો મને પસંદ છે એ ભાભીજી ઘર પર હૈ એ ટીવી ટીવી અ ટીવી નાઇન કે એવી કંઇક ચેનલ ઉપર આવે છે એ સો પણ બહુ જ હાસ્ય અને બહુ કોમેડી શો છે અં એ એ શો પણ રાત્રે નવ વાગ્યાની આજુબાજુ આવે છે ટીવી ઉપર મને એ પ શો પણ જોવાનું બહુ જ ગમે છે